મેં ઓનલાઇન માધ્યમ પરથી દસ દિવસ પહેલાં ટી શટ મંગાવી હતી જે ત્રણ જ દિવસમાં મારાં ઘરનાં સરનામાં પર પહોંચી ગઇ હતી તેમાં કાપડની ગુણવત્તા ખૂબ સારી હતી અને તેનું માપ પણ યોગ્ય છે ટી શર્ટનો રંગ અને ડીઝાઇન મને ખૂબ પસંદ આવી છે અને પહેરવામાં પણ આરામદાયક અને સરસ છે તે સુતરાઉ કાપડમાં હોવાથી ઉનાળામાં પહેરવા માટે આરામદાયક છે અને તે જુદા જુદા માપમાં પ્રાપ્ય છે આથી હું બીજા લોકોને પણ ભલામણ કરીશ કે આ ટી શટ ખરીદે સાચું કહું તો ટી શટ મેં જેવી વિચારી હતી તેનાથી પણ ખૂબ સારી નીકળી છે રાત્રે સૂતી વખતે પહેરવામાં પણ મને આરામદાયક છે તેની કિંમતની વાત કરું તો તે બીજી જગ્યાએ પૂછેલા ભાવ કરતાં મને ખૂબ જ સસ્તા ભાવે મળી છે આમ મારો આ અનુભવ ખૂબ જ સારો રહ્યો છે અને હું બીજું કંઇક મગાવવું હશે તો જરૂર મગાવીશ વિચારીશ નહીં